હાલો હમણા એક સેલ આવેલો છે તેમાં ચણિયાચોલી પાનેતર તેમજ લગ્ન પ્રસંગમાં તમામ એવા પહેરાતા બધી જ આઇટમો અમાર ત્યાં ડિસ્કાઉન્ટમાં પ્રાપ્ત થશે આપણને એટલે તમારે ત્યાં જેટલા પણ સગા સંબંધી કે એ લોકોને કેહજો કે અમાર દુકાનથી જ બધા કપડાં લેય હ બધા જ કપડાં મળી જશે ને ડિસ્કાઉન્ટ પણ મળશે તમે ઘણા ખરીદશો તો હમ તો તમે બેય આવતી કાલે આવી જજો કાલે તારીખ તેવીસ ઓગસ્ટ છે તો આવી જજો તો અમારા એડ્રેસ છે સુરત ત્રણ દરવાજા હા ત્રણ દરવાજા હાં સરસ ભાવે અમે આપશે એટલે તમે આવી જજો જ્યારે જ્યારે ઝડપ થી આવી જજો